હાલમાં મારા પ્રિય શિક્ષકો તો ઘણા બધા છે પરંતુ તાજેતરમાં મારા અધ્યાત્મિક શિક્ષકોની અંદર સમાવેશ કરવો હોય તો એ મારા પ્રાથમિક શાળાનાં શિક્ષક છે તેઓ ગુજરાતી ભાષાનાં શિક્ષક છે અને તેમણે ગુજરાતી ભાષાનું બી એડ કરેલું છે અને સ એમનું નામ છે દક્ષાબેન મારે એમના વિશે ક કહેવું હોય તો હું એમનાં વિશે ઘણું બધું કહી શકું હાલની તારીખમાં તેઓ ગુજરાતી વિષયનાં શિક્ષક તરીકેની મહત્ત્વની કામગીરી બજાવી રહ્યાં છે તેમનાં વિશે કહેવું હોય તો હું એમનાં વિશે સાર્થક પ્રયત્નો કરી શકું અને તેમનાં માર્ગદર્શન હેઠળ હું પણ ગુજરાતી ભાષા વિશે જાણવા માગું છું અને ભવિષ્યની અંદર મારું પણ એવું સપનું છે મને પણ એમને એમનાં જેવો શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મળે અને મારું કહેવાનું મુખ્ય મંતવ્ય એ છે કે હાલની તારીખમાં તેમને છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ વીજાપુર તાલુકાની અંદર શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એમને એવોર્ડ પણ પ્રોત્સાહિત કરવામાં આવેલો છે અને બસ મારે હવે આટલું કહેવું છે કે હું પણ તેમનાં હાથ નીચે અ બી એડ કરું અને તેમનાં માર્ગદર્શન થકી ગુજરાતી વિષયના શ્રેષ્ઠ શિક્ષક બનવાનો પ્રયત્ન કરું